સત્તાવીસ આઠ બે હજાર બાવીસ દસ બે બે હજાર વીસ છ એક બે હજાર ઓગણીસ ચાર ચાર બે હજાર ચોવીસ પંદર આઠ બે હજાર અઢાર